હા હું માનું છું કે યોગ અભ્યાસથી સમાજ વ્યવસ્થા કરીશ વ્યવસ્થા કે અન્ય જે સંપર્ક કરી શકાય છે કેમકે આજના અત્યારના સમયમાં યોગ જરૂરી છે યોગ એ આપણાં શરીરને તંદુરસ્ત રાખે છે યોગ એ સવારે ઊઠીને આપણે યોગ કરવાથી આપણને આપણાં શરીરમાં આખા દિવસમાં આપણને સ્વસ્થતા રહે છે આપણે કોઈ આમ આળસુ નથી બની જતા યોગ કરવાથી આપણું શરીર બી સ્વસ્થ રહે છે અને ફ્લેક્સિબલ રહે છે કહેવા જઈએ તો યોગ કરવું એ જરૂરી છે યોગ કરવાથી આપણાં જે આપણે જે બીમારીઓ હોય એ બીમારીઓ પણ ખતમ થાય છે યોગ કરવાથી આપણને કોઈ બીમારી બી નથી થતી બીમારી આપણે આપણે વાતાવરણમાં રહી શકીએ છે કોઇ બી વાતાવરણમાં આપણે રહી શકાય યોગ આપણાં જીવનમાં અત્યારે જરૂરી છે તે આપણને આળસુ બનાવતા નથી યોગ ના એવું નથી કે આ ઉંમરમાં જ કે આ ઉંમરમાં કરવું જોઈએ એક નાનપણથી લઈને આપણે મોટા બી અત્યારે જે પંચાવન સાઠ વરસના હોય તેમને બી કરવું જોઈએ પંચાવન સાઠ વર્ષના બી જે યોગ કરશે તેમને બી અત્યારે જરૂરી છે યોગ કરવાનું કે તેમને અત્યારે બીમારીઓ જે ઉપલબ્ધ થશે એ બીમારીઓ યોગથી ઉપલબ્ધ નહીં થાય તે બી તંદુરસ્ત રહી શકશે આ ઉંમરે બી